હલો હા જલારામ ઓઈલ ઇન્ડસ્ટ્રીમાંથી સુમિત બારોટ વાત કરો છો હું મોચી વીણા વાત કરી રહી છું હા મને જાણવા મળ્યું કે તમે મગફળીનું તેલ બનાવવાં માટે મગફળીની ખરીદી કરો છો હા તો અમેય પણ મગફળીને ચ ઘણાં બધા પાક કરીએ છે એમાં મગફળીનો પણ અમે પાક કરીએ છે આ વખતે અમે નહીં હોય તો લગભગ સો મણ જેવું તો લ મગફળીનું ઉત્પાદન થશે તો તમે અમારી જોડેથી મગફળી લેવાનું પસંદ કરશો હા હા તો તમે શું ભાવે લગભગ મગફળીનું ખરીદી કરી હતી છેલ્લા સમયે હા હા બરાબર પણ હાલ તો બજારમાંતો સો રુપ સો રૂપિયા મણનો ભાવ ચાલે છે હા સોરી સોરી એક હજાર રૂપિયા મણ જેટલો ભાવ ચાલે છે બરાબર અને બીજું એટલે કે જો સમય જશે અને મગફળીનો ભાવ કદાચ ના કરે ને સાતસો રૂપિયા થાય તો પણ તમે અમને આઠસો રૂપિયા મણનો ભાવ ભરી આપશો તો બરાબર અને હા મને બીજું એ પણ પૂછવું હતું કે તમે એ ખરીદવા માટે અમે તમારા ખેતરમાં આવવું પડશે કે તમે કમ્પનીમાં માલ લેવા આવ આવશો બરાબર બરાબર અને મારે તમને મગફળીનું વેચાણ ના કરવું હોય અને તમને તેલ માટે કાઢવા માટે હું મગફળી આપું તો મને શું ભાવ પડશે ઓકે ઓકે બરાબર તો એક કામ કરો તમે અમારે ત્યાં આવજો અને મગફળી જોજો તમને ફાવે ગમે તો લઇ જજો અને કહેજો કે તમે કેટલા ભાવ પોસાય એવું છે અમારી મગફળી સારી હોય છે જો થાય તો ભાવ થોડો વધારજો ને હા બરાબર અને તમે આ ઓઈલ બનાવો છો એ વખતે પ્રોસેસ કરીને કોઈપણ પ્રકારની ભેળસેળ કે એ તો નથી કરતા ને અને ગુણવત્તા તો નહીં જોખમાય ને હં હા તો હાલ તો મગફળીનું વાવેતર ચાલું છે જયારે વા પાક પૂરેપૂરો થઈ જાય ત્યારે હું તમને સેમ્પલ મોકલી આપીશ